ટ્યુશન એક સારું માર્ગ છે એજ્યુકેશન માટે કારણકે જે ટ્યુશનમાં શીખવવામાં આવે છે તે શાળામાં એટલું સારી રીતે નથી શીખવવામાં આવતું છે ટ્યુશનમાં આપણને સારી રીતે ટેસ્ટ આપીએ છીએ સર લોકો આપણને સારી રીતે સમજાવે છે અને આપણું જે પણ કોન્ફ્યુઝન હોય કોઈપણ ટોપિકને લઈને તે આપણને સારી રીતે સમજાવે છે અને એ પ્રકારે આપણને એક્ઝામ માટે સારી રીતે તૈયાર કરે છે પછી જોવા જાય તો ટ્યુશન

એજ્યુકેશન માટે આગળ વધવાનો એક સારો માર્ગ પણ માનવામાં આવે છે ઉદાહરણ લે તો આપણે શાળા જ સાથે અગર કોઈ ટ્યુશન લેતા હોઈ કોઈ બીજી એક્સઝામની તૈયારી માટે તો એક બહુ સારું ગણાય છે ટ્યુશન કારણકે બીજું કોઈપણ મોટી લેવલની એક્સઝામોનું પ્રીપરેશન કરવું હોય તો આપણને એક પ્રકારે માર્ગદર્શનની ખૂબ જ જરૂરત હોય છે જ્યાં આપણને આવી ટ્યુશનો યા આ ખાનગી વર્ગ આપણને ખૂબ જ મદદ કરે છે આગળ વધવા માટે કારણકે શાળા તો આપણને જે બુક્સ હોય કોલેજોની જે બુક હોય એ ફરી જે બુક હોય તે જ આપણને રીડ કરાવે છે પરંતુ ટ્યુશનમાં આપણને જે આપણે ભણતા હોઈએ તેના સિવાય પણ આપણને ભણાવે છે અને બધી ગાઈડલાઇન્સ પણ આપણને આપે છે તો શાળા પછી સાંજના ટ્યુશન વિષે હું કહું તો એક પ્રકારે તે સારું પણ કેહવાય છે કારણકે ટ્યુશન સાંજ પછી ટ્યુશનમાં જઈને આપણે જે શાળાઓમાં ભણીયે છે તે ટ્યુશનમાં ભણીએ છે તો એક પછી એક બે થી ત્રણ વાર ટ્યુશનમાં જયને આપણે તે પાછું ભણીયે છે તો આપણને તે વધારે યાદો પણ રહે છે અને વધારે સમજ પણ પડે છે જેથી આપણે કોઇપણ વિષય વિશે ભણતા હોઈએ તો આપણે ટ્યુશનમાં જઈને શાળા પછી જ છૂટીને ટ્યુશનમાં જઈએ તો તે ટોપિક પર પાછું ભણવાથી યા સમજવાથી તે વિષય યા તો તે કોઈપણ ટોપિક હોય યા હોય તે આપણને વધારે સમજ પણ પડે છે અને યાદ પણ રહે છે